તરણ સ્પર્ધા સ્પર્ધામાં મેં આમ તો બહુ વધારે પાર્ટિસિપેટ કર્યું નથી પણ એક જ વખતે મેં તરલ તરણ સ્પર્ધામાં તરણ મેળામાં ભાગ લીધો હતો એ અહીંયાં અમદાવાદમાં વાસણા ખાતે જે સ્વિમિંગ પુલ સરકારી સ્વિમિંગ પુલ છે ત્યાં સરકારે તરણ સ્પર્ધાનો આયોજન કેરેલો એમાં હું મારા મિત્રો જોડે એ તરણ સ્પર્ધામાં અમે લોકોએ ભાગ લીધો હતો અને એ તરણ સ્પર્ધામાં ભાગ લીધા પછી મારો લગભગ બીજો સ્થાન એમાં આવ્યો હતો અને બીજો સ્થાન આવ્યો એટલે મારી ખુશીનો કાઈ ઠેકાણો રહ્યો ન હતો કારણ કે પહેલી જ વખત મેં તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો ને પહેલી જ વખત એમાં મારો મારો બીજો સ્થાન આવ્યો હતો અને મારા મિત્રોએ મારા જીત પછી બહુ મારી સાથે મસ્તી કરી અને મને પાણીમાં ડૂબાળવાનો પ્રયાસ કર્યો હતો એ એ દિવસે એ મારા માટે બહુ યાદગાર વસ્તુ છે